ભારતના ઘણા ભાગોમાં અને રાજ્યોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સાઇકલ તથા લૅપટૉપ આપવામાં આવે છે અને આ યોજનાઓ ભારતમાં છોકરીઓના શિક્ષણને આગળ વધારવા માટે ખૂબ જ કારગર નિવડી છે કેમકે ગામડાઓમાં છોકરીઓને પ્રાથમિક શિક્ષણ એમના પોતાનાં ગામમાં આવેલી પ્રાથમિક શાળામાંથી મળી રહે છે પરંતુ એ જ છોકરીઓને જો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવવા માટે પોતાના ગામથી અમુક કિલોમીટરો દૂર જઈને શિક્ષણ મેળવવું પડે છે કેમકે ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ પોતાના ગામમાં ના હોવાનાં લીધે એ અમુક કિલોમીટર દૂર આવેલાં કસ્બામાં હોય છે તો તેથી એ છોકરીઓનાં માતા પિતા એ છોકરીઓને પોતાનાં ગામથી દૂર ભણવાં માટે મૂકી શકતાં નથી એના પણ કારણો એ છે કે છોકરીનાં માતા પિતા છોકરી બસ અથવા રીક્ષામાં જે સ્કૂલે જાય છે એનું ભાડું રોજનું કાઢી શકે એટલી એમની કૅપેસિટી હોતી નથી એટલા માટે જે આ યોજનાઓ અંતર્ગત છોકરીઓને ફ્રીમાં સાઇકલ આપવામાં આવે છે તેથી ગામડાઓની છોકરીઓમાં સાઇકલ આપવાથી શિક્ષણનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે કારણ કે જે છોકરીઓ પહેલાં પોતાનાં મમ્મી પપ્પાનાં લીધે ગામડાંથી દૂર માધ્યમિકનું શિક્ષણ મેળવવા નહોતી જઈ શકતી એ છોકરીઓ અત્યારે પોતાની સાઇકલ લઇને શિક્ષણ મેળવવા માટે ગા પોતાના ગામથી દૂર જઈ શકે છે તેથી આ યોજનાથી ગામડાઓની છોકરીઓને ખૂબ જ એવો સારો સપોર્ટ મળ્યો છે અને એમનામાં શિક્ષણનું પ્રમાણ પણ એવું ખૂબ સરસ વધ્યું છે તેથી આ યોજના ખૂબ જ કારગર નીવડી છે તેમજ બીજા જેમ કે આપણે લૅપટોપ અને ટૅબલેટની વાત કરીએ તો ભારતનાં ઘણાં ભાગોમાં જ છોકરીઓ અને વિદ્યાર્થીઓને લૅપટોપ અને ટૅબલેટ ફ્રીમાં આપવામાં આવે છે તો એ પણ યોજના ખૂબ જ કારગર નીવડી છે કારણ કે હવે પછીનો યુગ જે છે એ ટૅકનોલોજીવાળો યુગ આવવાનો છે તેથી જે વિદ્યાર્થિનીઓને લૅપટોપ અને ટૅબલેટ ફ્રી આપવામાં આવ્યા છે એ છોકરીઓ અભ્યાસ તો કરે જ છે જે સ્કૂલમાં એમને અભ્યાસ મળે છે એ અભ્યાસ તો એમને કરે જ છે પરંતુ એમને ઘરે આવીને લૅપટોપ દ્વારા બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે બહારે બહાર કેવું શિક્ષણ છે એ યૂટ્યૂબ દ્વારા શીખે છે તેમજ હમણાં આપણે જોયું કે છેલ્લાં બે વર્ષ પહેલાં જ્યારે કોવિડની પરિસ્થિતિ આવી હતી ત્યારે જે છોકરીઓ પાસે લૅપટોપ અને ટૅબલેટ હતાં તો શાળાનાં શિક્ષકો એમને ઑનલાઈન ક્લાસ લઈને એમને એમનું શિક્ષણ પૂરું પાડતાં હતાં તેથી લૅપટોપ અને ટૅબલેટ આપ્યા છે એ પણ એક કારગર નીવડ્યાં છે કારણ કે કોવિડના સમયમાં બધી જ વસ્તુઓ બંધ હતી ત્યારે શિક્ષણ શાળાઓ પણ બંધ હતી ત્યારે શિક્ષકોએ ઘરે બેઠા વિદ્યાર્થીઓને કેવી રીતે શિક્ષણ આપી શકે એના માટેના પ્રયાસો કર્યા હતા અને એ પ્રયાસોમાં લૅપટોપ અને ટૅબલેટ એક ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો તેથી લૅપટોપ અને ટૅબલેટની યોજનાને પણ હું ખૂબ જ બિરદાવીશ એને પણ શિક્ષણમાં ખૂબ જ પોતાનું યોગદાન આપ્યું છે